કપડાં ધોવા માટે જે પારંપરિક પદ્ધતિઓ છે તેનો જ ઉપયોગ અમારા વિસ્તારમાં તેમજ હું કરું છું કપડાં ધોવા માટે અલગ અલગ વાતાવરણની પરિસ્થિતિની જો વાત કરું તો જો શિયાળો કે ઉનાળો હોય તો દરેક ઘરની અંદર એક સુવિધા ઉપલબ્ધ હોય છે કે ઘરના ધાબે તમે કપડાં સૂકવી શકો છો તો ત્યાં જે કપડાં સૂકવવા માટે દોરીઓનો ઉપયોગ કરું છું અને બીજી બીજી વાત કે પાણીનો બગાડ ન થાય તો પાણીના બગાડને અવગણવા માટે વોશિંગ મશીન જેવી સુવિધાઓનો ઉપયોગ કરવા માં હું કાળજી રાખું છું આ ઉપરાંત પણ જો વોશિંગ મશીન જેવી સુવિધાનો ઉપયોગ હું ન કરતો હોય તો જ્યારે હાથેથી કપડાં ધોવામાં આવે ત્યારે પણ ઘણી પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે કપડાંને માટે ધોવામાં ઉપયોગ લીધેલું પાણી એકથી વધારે વખત ઉપયોગ કરો વગેરે વગેરે